હા આજના સમયમાં ટેક્નોલોજીના વધારે પડતા વપરાશના કારણે બાળકો મોબાઈલ ફોન અને કમ્પ્યુટર જેવા સાધનોનો જરૂર કરતાં વધુ ઉપયોગ કરે છે તેથી તેઓ ઘરની બહારની રમતો રમવાનું ભૂલી ગયા છે બાળકો બહારની રમતો કરતા મોબાઈલ અને કમ્પ્યુટરમાં રમતો રમવાનું પસંદ કરે છે જેથી તેઓ સામાજિક નથી બની શકતા અને તેમનો માનસિક અને સામાજિક વિકાસ રૂંધાય છે બાળકોને બધુ પડતા સ્ક્રીન ટાઈમની અસર ખરાબ આદત લાગી ગઈ છે જેથી તેઓ ભણતરમાં પણ ધ્યાન નથી આપી શકતા બાળકોને ઘરની બહાર રમતો રમવા માટે માતાપિતાએ પ્રયાસ કરવો જોઈએ બાળકોને શાળાકીય રમતગમતની પ્રવૃત્તિમાં ભાગ લે તે માટે પ્રોત્સાહન આપવું જોઈએ આ સિવાય બાળકોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતો વિષે માહિતી આપવી જોઈએ અને તેના ફાયદા જણાવવા જોઈએ રમતગમત કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે તે બાબતથી વાકેફ કરવા જોઈએ